નવું ચિત્ર નવું ચિત્ર બનાવવામાં તો પહેલા તો હું મારી વિકનેસ કહી દઉં કે હું જોયા વગર હજુ સુધી નથી બનાવતી હા એના માટે મારી ટ્રાય ચાલુ છે બટ હું જોયા વગર હજુ તો નથી બનાવતી પરંતુ હા જોએલું ચિત્ર હોય કોઈપણ એવી નેચર હોય તો નેચરમાં હું મારી રીતે એમાં પહેલા તો એમાં જે મને દેખાય એવી રીતે બનાવું એન્ડ પછી હું એમાં મારુ ખુદનું એડ કરું કે મને જેવી રીતે પસંદ છે એવી રીતે હું એને સ્ટ્રક્ચર કરું એવી રીતે હું એને બનાવું કે જે મને પસંદ છે એવી રીતે પ્લસ હું ધાર્મિક એટલે ભગવાનના ચિત્રો વધારે પસંદ કરું છું ભગવાનના સ્કેચીસ બનાવું છું પેન્સિલથી એન્ડ વોટર કલર ઓર એ બધાથી કે જે મારે જનરલી આજુબાજુના બુક સ્ટોરમાંથી કે એવી રીતે અવેલેબલ હોય એવાં કોઈપણ સાધનો દ્વારા કે કોઈપણ વસ્તુઓ દ્વારા હું ચિત્ર બનાવું છું હું વોટર કલર વધારે પસંદ કરું છું પછી એ સ્કેચ પેન બી એન્ડ પેન્સિલ કલર બી અને વધારે પ્રમાણમાં તો મને પેન્સિલ સ્કેચ વધારે પસંદ છે હું માણસના પણ સ્કેચીસ બનાવું છું મેં મારી એક મિત્રનો ફોટો લઈને એનો સ્કેચ બનાવેલો છે અને એના પાછળનું રિઝન એ હતું કે મારે એમને એ એક ભેટ તરીકે આપવું હતું એટલે મેં મને એ ઇન્સપીરેશન એવી રીતે મળી કે હું કંઇક હાથે બનાવીને અત્યારે યુઝઅલી કોંપ્યુટરથી તો ઘણા લોકો ગ્રાફિક્સ એન ઓલ કરે છે બટ હાથે બનાવેલું ઇ મને ખુદને વધારે ગમે છે ચિત્ર બનાવેલું જે હાથે બનાવેલું હોય એની ફિલિંગ કંઈક અલગ હોય છે એટલે ચિત્ર બનાવવા માટેની પ્રક્રિયા તો મારી એવી છે કે પહેલાં હું જોઉ પછી હું મારી રીતે એને મોડીફાઈ કરું અને પછી દોરું અને સાધનો મેં જેમ કીધાં એમ આગળ કીધું એમ કે સ્ટેશનરીમાંથી કે એવી રીતે મને અવેલેબલ હોય એ અને મારી રીતે જે મન થાય જ્યારે મને એમ થાય કે મારે બનાવવું છે ત્યારે હું ફ્રી ટાઈમમાં કે અલગ એવા વેધર હોય એવું સારું એવું ત્યારે હું ચિત્ર બનાવવાનું વધારે પસંદ કરું છું